મને પેઈન્ટિંગ કરવાનો ખૂબ શોખ છે અને વધારે કરીને હું જોઈને પેઈન્ટિંગ દોરું છું અને તે પેઈન્ટિંગ હું એવી એવી કોશિશ કરું કે તે ખૂબ સારી આવે એ માટે હું પહેલાં જોઉં છું કે એમાં નાનું નાનું વસ્તુ જોઉં છું કે સારી રીતે દોરાય અને એ માટે પેલ્લે હું ચીતરું છું તેના લીધે હું સારી રીતે દોરી શકું અને તેમાં કયા કયા રંગ છે એ જોઉં છું અને પછી પેઈન્ટિંગ દોરવાની નું ચાલુ કરું અને પહેલાં બોર્ડર બોર્ડર પર જે હોય તે દોરું અને તે ખૂબ સારી પેઈન્ટિંગ આવે એ માટે હું પેન્સિલથી પહેલાં ટ્રાય કરી જોઉં છું અને પછી પેઈન્ટિંગ જોઉં છું અને દોરું છું તેમાં તેમાં પછી રંગ કરું છું પેઈન્ટિંગ સારી રીતે દોરાય જાય પછી કલર કરું છું અને એ કલર ખૂબ ડાર્ક ના પણ ઝાંખા જ રાખું કારણકે તે ખૂબ સારા આવે અને આ પેઈન્ટિંગ હું ખૂબ સારી આવે એ માટે આખું જાડો બોર્ડર કરું અને એ ખૂબ સારી આવે અને પેઈન્ટિંગ હું વધારે પડતી તો જોઈને જ દોરું છું અને મને ખૂબ મજા આવે અને મારો મારો નંબર પણ આવે છે કારણકે હું ખૂબ સારી રીતે દોરું છું અને ખૂબ સરસ દોરું છું